હા જ્યારે દરિયામાં વાવાઝોડું આવવાનું હોય કે કોઈ બનાવ આકસ્મિક એવો બનાવ બન્યો હોય ત્યારે પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી છે એ વિષય પર ચિંતા કરીએ તો છેલ્લા થોડા વર્ષોમાં પાણીનું સખત પ્રદુષણ થઈ રહ્યું છે પાણીના પ્રદુષણના કારણે જે પાણીની અંદર જે જીવો રહ્યા છે એમને નુકસાન પહોંચે છે અને એ નાશ પણ પામી શકે છે પાણીના પ્રદુષણ અંગે જોઈએ તો બધા મોટા મોટા જે કારખાનાઓ હોય છે મોટી મોટી જે ફેક્ટરીઓ હોય છે એનું જે પ્રદુષિત પાણી હોય છે જેનો નિકાલ એ લોકો કોઈ એવી જગ્યાએ નિકાલ નથી કરતા પરંતુ જળાશયો સાથે અને સંકળાવી અને એનો નિકાલ કરતા હોય છે જેથી જે કંપનીના દુર્ગંધવાળું કેમિકલ હોય છે ગંદા પદાર્થો હોય છે કે જે ખૂબ જ નુકસાનકારક હોય છે એવા પદાર્થો પાણીમાં ભળે છે અને પાણીમાં ભળતાંની સાથે જ પાણી પ્રદુષણ થાય છે પ્રદુષિત થતાં એમાં રહેલા જીવો પણ નાશ પામે છે અને એ પાણીનું પ્રદુષણ વધતા એ પાણી કોઈ કામમાં પણ આવી શકતું નથી એ ખેતી કામ માટે પણ ઉપયોગ થઈ શકતું નથી એટલે ચિંતાનો વિષય એ છે કે આપણે પાણીના પ્રદુષણને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ